હલો આપળે જે સાઇ ટ્રાવેલ એજનમાંથી વાત કરો છો સર આપળે એક કેબ બુક કરવાની હતી આપળે સુરતથી વૈષ્ણુંદેવી છે ટેમ્પલ જવાનું હતું તો મારે ત્યાં વિજિટ માટે જવાનું હતું વૈષ્ણુંદેવી ટેમ્પલ તો આપળે કઈ રીતે પ્રોવાઇટ કરો છો એટલે મારો વિચાર તો એવું છે કે હું પેલા માટે જ્યુ આપળે પેલું બજેટ આવે પેલું પેકેજ પેકેજ આવેને પેકેજમાં જ્યુ મે જોયું તુ વૈષ્ણુંદેવી ટેમ્પલનો કોઈ પેકેજ છે નઇ મોસલી તો ઓકે તો મારે કેબ બુક કરાવાની હોય તો કેબનો કઈ રીતની કેબ આવસે સર મારે સેવન સીટર કેબ જોઈસે ઓકે સર નવ રૂપિયા પર કિલોમીટર ઓકે સર ટોલટેક્ષ અલગથી લાગસે તો સર કોઈ કઈ કઈ કાર આવસે એમા ઓકે સર તો મારી નેક્સ્ટ વીકમાં સન્ડેના સેટરડે ના દિવસે નાઇટમાં જવાનું થસે એટલે સન્ડે હું ત્યાં આખો દિવસ રહીસ અને મન્ડે વેલો સવારે ત્યાથી નિકડીસ સર વિથ ડ્રાઈવર અને વિથ આઉટ ડ્રાઈવરમાં કઈ રીતનું હસે ઓકે તો સર એ તો મોંગું પડી જાયે નવ રૂપિયા પર કિલોમીટર થાયે છે પ્લસ ટોલટેક્ષ આવે પ્લસ ડાઈવરનું પેકેજ આવે તો બધુ મોંગું પડી જાયે છે ને હા પર ટોલ આ પર લોંગ ટ્રાવેલ્સમાં સર પેકેજ તો કિલોમીટરનું આપું છુ ને ઓકે સર ચાલો ચાલો હું તમને મૂકું